હા પાણીની અછત એક વ્યાપક સમસ્યા છે જે વિવિધ વિસ્તારોને અસર કરી રહી છે

જળ સંરક્ષણ દૈનિક જીવનમાં પાણીનો વધારે ઉપયોગ અટકાવવા માટે હું સાવચેત રહીશ બાથરૂમ રસોડા અને ગાર્ડનિંગ જેવા ક્ષેત્રોમાં પાણી બચાવવા માટે તકનિકીઓ લાગુ કરીશ જેમકે ટાવક સિસ્ટમ અને ઓછા પાણી વાપરનારા શૌચાલયો બે વૃક્ષારોપણ અને જમીન જાળવણી સ્થાનિક વૃક્ષારોપણ અભિયાનોમાં ભાગ લેવાનું અને જમીનની જાળવણી માટે પગલાં લેવાનું કારણ કે વૃક્ષો અને લીલા ક્ષેત્રો મુરદા યથાવત રાખવામાં અને પાણીના સ્તર વધારો કરવામાં મદદરૂપ થાય છે ત્રણ આપત્તિલક્ષી કામગીરી પાણી સંચાલન માટે સ્થાનિક અને રાજકીય સ્તરે નીતિ અને યોજના તૈયારી માટે પ્રતિબંધો રજૂ કરું તેમજ પાણીના સ્તર પર અવલોપન અને માલિકી સુધારના માટે પ્રયાસ કરું ચાર શિક્ષણ અને જાગૃતિ લોકોમાં પાની સંરક્ષણ અંગે જાગૃતિ વધારવા માટે પોગ્રામ્સ અને કેમ્પેન્સનો અભ્યાસ કરું જેથી તેઓ પણ પોતાને શરીર શક્તિ માટે અને પડકારને પહોંચી વળવા મદદ કરી શકે આ